ઓનલાઇન એમેઝોન પર મેં મારો આઈફોન મંગાવ્યો હતો પણ આઈફોનની જગ્યાએ ભૂલમાં આઇવોચ આવી ગઈ છે તો હું તમને એ જ કહેવા માગીશ તમે મને બદલી કરી આપો આઇવોચની જગ્યાએ મને આઈફોન મેળવી આપો મારી આવી જ વિનંતી છે